હા બોલો

અમારે ત્યાં સ્મોલ કપ્સથી લઈને ફેમિલી પેક સુધીના બધાં જ ઓપ્શન અવેલેબલ છે અને ફ્લેવરસ માં વેનીલા ચોકલેટ રાજભોગ કેસર પિસ્તા તમારે જે પણ જોઈએ મીક્ષ ફ્રૂટ પણ મળી જશે હા ફ્રુટ્સ હા હા ફ્રુટ્સ માં આઇસક્રીમ બધાં અવેલેબલ છે જાંબુ છે સિતાફળ છે આ બધી ફેલવરસ એકલા ફ્રૂટથી જ બનેલી હોય છે અને એમાં એસસેન્સ કે એવું કંઈ અમે નથી નાખતા ફ્રૂટથી જ બનાવી એ છીએ હા ના ના તમે ચોવીસ કલાક સુધી એને સ્ટોર કરી શકો ને ખાઈ શકો પછી થોડો ટેસ્ટ ડિફર થઈ જાય ફ્રીજનો આઇસ એમા ભળેને એટલે

ઓકે બરાબર હા ઓકે તો અમે તમ હા અમે તમને સ્પેશિયલ ઓર્ડરથી બનાવી આપીશું ને એમાં પ્રિસરવેટિસ વધારે નાંખી દઇશું એટલે તમારો ટેસ્ટ વન વીક સુધી ચેંજ નહીં થાય બરાબર તમારે જે પણ ફ્લેવર જોઈતી હોય એમાં બની જશે

હા કસ્ટમાઇઝ થઈ જશે મેડમ અને તમારે જે પણ ઓર્ડર જોઈતા હોય જેટલી ક્વોન્ટિટીમાં જોઈતા હોય એ પ્રમાણે મને જરા લખાવી દેજો તમારા અમારી પાસે સેમ્પલ પણ અવેલેબલ છે તમારે ટેસ્ટ કરવા હોય તો દરેક પ્રકારની ચોકલેટના દરેક પ્રકારના ફ્રૂટસના

હા ચોક્કસ ચોક્કસ હા ઓકે ઓકે અને અત્યારે ફેસ્ટિવલની ઓફર ચાલે છે તો તમે એનો લાભ લઈ શકો બરાબર તમને વધારે ક્વોન્ટિટીમાં જોઈતો હોય તો તમને એ ઈઝી પડશે ઓકે થેન્ક્સ ઓકે હા